સામાન્ય રીતે સંસ્કૃતિનો મતલબ થાય છે પરંપરા અને સંસ્કૃતિ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતી હોય તો એ ભારત દેશમાં જોવા મળે છે સામાન્ય રીતે સંસ્કૃતિની સાથે સાથે લોકજીવન લોકબોલી માન્ય ભાષા પરંપરા રૂઢી રિવાજો વગેરે જેવા વાર તહેવાર વગેરે સંકળાયેલા છે ભારતમાં અનેક પ્રકારની સંસ્કૃતિ સાંસ્કૃતિક રિવાજો અને માન્યતાઓ પણ પ્રચલિત છે એમાં મહત્ત્વની સાંસ્કૃતિક રિવાજ એ છે કે કોઈક સ્થળે લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈક સગા સબંધીનાં ઘરે અવસર આવ્યો હોય તો એમાં આપણે જવું એ આપણી પહેલી સંસ્કૃતિ છે જ્યારે માન્યતાઓમાં એવી માન્યતા છે કે કોઈ બાળકને નજર ન લાગે એ માટે તેના કપાળ પર કાળા કલરનું તિલક કરવામાં આવે છે ત્યારબાદ એવી પણ માન્યતા છે કે ઘરની આગળ બિલાડી આડી આવી જાય તો એને શ શુકન માનવામાં આવે છે અને અન્ય સંસ્કૃતિઓ કરતાં ભારત ઘણી બધી રીતે અલગ પડે છે જેમ કે અમેરિકાની સંસ્કૃતિ એ આપણા કરતાં ઘણી બધી અલગ છે તે લોકો ટૂંકા કપડાં ધારણ કરે છે જ્યારે ભારતની અંદર અ મુખ્ય પોષક તરીકે સાડીને સ્વીકારવામાં આવે છે અને ભારત એક એવો દેશ છે કે જેને પોતાની સંસ્કૃતિનો હજી સુધી ત્યાગ કર્યો નથી અને આ સંસ્કૃતિ હંમેશા માટે સમર્પિત રહેશે